મારે લોનને ની જરૂરિયાત છે અત્યારે હોમ લોન લેવાની છે તો તેની માટે તમે મદદ કરી શકશો મા મેં અત્યાર સુધી પ્રાઇવેટ લોન મોબાઇલની લોન અને આ બધી લોન લીધેલી છે અને અત્યારે હવે મારે હોમ લોનની જરૂરિયાત છે તો તેના માટે તમારે જે પણ પુરાવા અને જે પણ તમારે પાછલા વર્ષનું જે રિટન્સ છે જે બધું બી ઇન્કમ ટેક્સનું જે બી જે પણ તમે માં પુરાવા માંગો તે બધાં હું આપવા માટે તૈયાર છું તો મારે અત્યારે પાંચ લાખની લોન હોમ લોન લેવાની જરૂરિયાત છે તો તમે મને જણાવો કે એમાં શું શું પ પુરાવા અને કેટલા વરસ સુધીના ઇન્કમ ટેક્સના રિટન ફાઇલ કરેલા એ પણ જો જોઇસે તો હું તમને પૂરતા પા પાડી દઉં અને મારા પાછલા વર્ષના બિલની ચુકવણીનું સારાંશ મારે મેળવવો હોય તો તમે મને વેબસાઇટ ઉપર લૉગિન કેમનું કરવાનું લૉગિન કરી અને અંદર શેમાં જઇ અને હું એ પાછલા વરસના બધાં પુરાવા હું મેળવી શકું તો એમાં તમે મને મદદ કરી શકો કે કઈ વેબસાઇટ ઓપન કરવાની પછી અંદર લૉગિન માટે શું કરવાનું પછી લૉગિન કરી અને અંદર કઈ કયા મેનૂમાં જઈશ તો મને એ પાછલા વરસના બિલના પુરાવા મળશે અને એ મારે ડાઉનલોડ કરવા હોય તો એ કેમના કરવાના અને એ પ્રિન્ટ કરવા હોય તો પણ કેમના કરવાના એ મને જણાવશો